મારું નામ નિર્મલ ગોસાઇ છે સાહેબ તમે મને દવા આપી એનું શું સાહેબ શરદી થઇ છે આ શરદી થઈ દવા તો તમે આપી પણ મટતું નથી સુદર્શન ઘનવટી એ ગળો ઘનવટી એ આ બધી આયુર્વેદિક કહેવાય ને આર્યુર્વેદિક ખાધા પછી હવે સાહેબ એ ખાધા પછી મજા નથી આવતી બીજી કંઈક દવા બદલાવી દો નકર મને બીજી કંઈક આ મારે એલોપેથિકમાં જવું પડશે આયુર્વેદિક મને સદતી નથી આ દવામાં કંઈક નવું કરી દો ને મને શું થાય છે હવે હા બરાબર કઈ દવા બરાબર આ કંઈ વાંધો નહીં આ કઈ રીતે ખાવાની છે સવાર સાંજ એક એક ગોળી બે બે ગોળી બરોબર જમ્યા પહેલાં કે જમ્યા પછી અચ્છા જમ્યા પછી એમને બરોબર છે શું અને જમવામાં કઈ રીતે સાદું ભોજન ખીચડી શાક બટાકા બરાબર એના સિવાય ભારે ખોરાકમાં કયું કયું નહીં લેવાનું બરાબર આટલી વસ્તુ નહીં લેવાની એમ ને કંઈ વાંધો નહીં અને આ દવા ખાવાથી મને બીજા કોઈ સાઈડ ઈફેક્ટ તો નહીં થાય ને ઘણી વાર મને આ દવા ખાઉં પછી માથું દુઃખે શરદીનો પ્રોબ્લેમ રહે એના સિવાય મજા નથી આવતી આખું શરીર કંટાળો આવે બેચેની રહે દવા કોઈ બદલવી હોય તો એનો કાઈ ઉપાય ખરો નહીં કંઈ વાંધો નહીં તો બીજો કોઈ ઉપાઈ આનો હોય તો મને જણાવજો ને જરા કારણ કે આ દવા આપણને માફક આવતી નથી તો હવે આની સાથે બીજી સ્ક્રીપ્ટ પણ આપી છે અચ્છા શીરપ એમને કફ શીરપ કઈ બરોબર જોવું કંઈ વાંધો નહીં તે આપણે પી લઇશું કઈ રીતે પીવાની વાંધો નહીં વાંધો નહીં અને આ પતી જાય પછી શું બીજું એનું અચ્છા બીજી બોટલ પતે પછી મટે નહીં તો બીજી લઇ જવાની એમ ને કંઈ વાંધો નહીં ચાલો ને લઇ જઈશું અને અઠવાડિયા પછી ચેકઅપ કરાવવા માટે આવવાનું હોય ને કંઈ વાંધો નહીં આવી જઇશું બીજું હમણાં તો બધુ ઠીક છે થોડું તાવ કળતર જેવું રહે માથું દુઃખે એવું થાય તો વાંધો નહીં મળીએ છે બરાબર